અમે સવારનું વધેલું કાંઇપણ હોય એ અમે કરીએ છીએ એનો ઉપયોગ સદુપયોગ કારણ કે અમારે ઘરમાં વસ્તારી નવ જણાનું કુટુંબ છે એટલે કાંઇકને કાંઇક વધતું હોય ક્યારેક દાળ વધતી હોય ક્યારેક ભાત વધતાં હોય ક્યારેક રોટલી વધતી હોય એટલે દાળ વધતી હોય ને તો અમે એમાં દાળ ઢોકળી કરી નાખીએ સાંજે એ થેપલાનો લોટ બાંધી અને અમે દાળ ઉકાળી મસાલા કરી બધા અને એની દાળ ઢોકળી થઈ શકે એમ અને ભાત વધ્યા હોય સાંજે સવારે વધ્યા હોય ભાત તો સાંજે અમે એમાં એનો ઉપયોગ કરીએ દૂધીનાં ઢોકળા બનાવવા માટે અને એના રસીયા ઢોકળા પણ બનાવીએ દૂધીનાં ઢોકળા બનાવવા માટે દૂધીનું છીણ લેવાનું એમાં મસાલા ખટાશ ગળાશ બધું ભરપૂર નાખી મસાલા બધા નાખી ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ અને એમાં તમે ઓલો જવનો લોટ મકાઈનો લોટ બધા લોટ નાખી શકો પણ એમાં પ્રમાણ વધારે આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો વધારે પ્રમાણે એનો બાકીનું થોડુ બધામાં ઓછું ઓછું અને એના બધા મસાલા તમે એમાં કરી શકો અને એના તમે મૂઠિયા વાળી શકો અને બાફીને કરી શકો ને કદાચ બાફીને ન કરવા હોય તો એ ભજીયાની જેમ પણ તમે કરી શકો જે તમે મન્ચુરિયન કહો છો જે એ મન્ચુરિયન પણ બનાવી શકાય દૂધી કોફ્તા બનાવી શકાય દૂધી કોફ્તા પણ બનાવી શકાય અને બાકી તો ઘણું એવું છે કે રોટલી વધી હોય તો એનું આપણે ચૂરમું કરી શકીએ ગોળવાળું ઘીવાળું રોટલી ચોળીને પછી એમાં ખાટી છાશની રોટલી વઘારી અને એમાં રોટલીના કટકા કરી અને એ એ પણ ખાટી છાશવાળી રોટલી પણ કરી શકાય એને અમે ઘટક વેવલા કહીએ ખાટી છાશની રોટલીને અમે નામ આપ્યું છે ઘટક વેવલા જેમાં તમે બાજરાના લોટનો રોટલો હોય ને એ પણ નાખી શકો અને એ થઈ જાય અને બાકી તો દાળ ક્યારેક મગ વધ્યા હોય કર્યા હોય બપોરના તો સાંજે અમે એના માટે અમે એમાં અમે ભાત થોડાક ઉમેરી અને ખીચડી પણ બનાવી શકીએ એની અને મગના થોડા લોટ અને રવો નાખીને એમાં મગના ચીલા પણ બનાવી શકીએ અને મગમાંથી અમે એમાં થેપલાની જેમ લોટ બાંધી અને મગના અમે એના ખાખરા પણ બનાવી શકીએ અટલે એવું બધું વેસ્ટમાંથી બેસ્ટ જે જાય નહીં આપણે દૂરુપયોગ નહીં નો નહીં એનો સદુપયોગ વસ્તુ વધી એનો સદુપયોગ કરીએ અને એ બધી વસ્તુ વધારે ટેસ્ટી બને અને એ બધાને ભાવે પણ છે અમારા ઘરમાં અને બાકી તો બાકી રસોઈમાં તો અમારે સ્વીટમાં બધાને બહુ ભાવે અટલે અમે સ્વીટ પણ મોહનથાળ કરીએ સ્વીટ જે મોહનથાળ એ અમે બનાવીએ છીએ અને મોહનથાળમાં એવું છે કે બનાવવી હોય તો એમાં તમારે જાડો લોટ ચણાનો લેવાનો એમાં દૂધને ઘીનું એનો ધાબો દેવાનો થોડી વાર રાખી દેવાનું અને પછી એને ચોળી હાથેથી ચોળી અને એને ચાળી નાખવાનો ઘઉં ચાળવાના ચાયણાથી અને એ ધાબો દીધેલો છે ને એનું માપ અને એનું ખાંડનું માપ ને ઘીનું માપ એ સરખું રાખવાનું અને અને ઘીમાં એ લોટને બરાબર શેકવાનો એટલે ચાલીસ મિનિટ સુધી ચાલીસ કે પિસ્તાલીસ મિનિટ જેવું ધીમા ગેસે એને શેકવાનું પછી એને ખાંડ લીધી હોય એની દોઢ તારી બે તારી ચાસણી બનાવવાની એ લોટ ઠર્યા પછી એમાં થોડો થોડો ઠર્યા પછી શેકાઈ જાય પછી થોડું એ ચાસણી એમાં ઉમેરી દેવાની અને થોડું હલાવવાનું અને એમાં એલચી ડ્રાયફ્રૂટ એ તમારે જે નાખવું હોય એ તમે નાખી શકો મગજતરીના બી કાજુ બદામ એ બધું તમે એમાં નાખી શકો અને થોડીવાર થાય એમને એમ રાખવાનું અને પછી ઢાળી અને એને ચાર પાંચ કલાક માટે એને રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દેવાનું એટલે એ ઠરી જાય એકદમ પછી એને કાપા પાડીને ચોસલા પાડવાનાં ને ખાવા પૂરતું લેવાનું બહુ સરસ બને છે મોહનથાળ ઘરનો જે એક કિલો બનાવો એક કિલા લોટનો કરો ને તો તમારે એમાંથી ત્રણ કિલોનો થાય મોહનથાળ એનું માપ છે કે બધુ સરખે ભાગે લેવાનું અને બાકી તો અમે પૌંઆની લાપસી પણ બનાવીએ છીએ પૌંઆ જે આપણે ચેવડા માટે ઉપયોગ કરીએ છીએ ને એ પૌંઆની લાપસી જે પૌંઆને અમે શેકી નાખીએ કોરે કોરા એમનેમ પછી એનામાં થોડુ ઘી નાખી ને દૂધ નાખીને થોડીક વાર રહેવા દેવાનું એમનેમ એટલે દૂધ બધું પૌંઆમાં પીવાઇ જાય ને ગેસ બંધ કરી દેવાનો દૂધને પીવાઇ જાય ને ત્યાર પછી અમે ગેસ ચાલુ કરી અને પાછો એને હલાવવાનો અને એમાં ખાંડ નાખવાની અને એ તમારે પૌંઆની લાપસી ખાંડ ઓગળે ને ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને હલાવ્યા રાખવાનું અને એ ત્યાર પછી તમે ચોસલા પણ પાડી શકો અને તમે લચકાની જેમ પણ ખાઈ શકો પોંઆની લાપસીમાં તમે એલચી અને ડ્રાયફ્રૂટ પણ નાખી શકો પોંઆની લાપસી બહુ ટેસ્ટી લાગે છે બહુ સરસ લાગે છે અને કોઈ આવ્યું હોય ને તો એ ફટાફટ સ્વીટમાં થઈ જાય આપણને એમ થાય કે આપણે સ્વીટમાં બનાવવું છે કોઈ આવ્યું છે ઝડપી અને જમીન જવાના હોય તો આપણે તાત્કાલિક બનાવવું હોય તો પૌંઆની લાપસી એકદમ સહેલી સહેલી રીતે થઈ શકે અને એ ઝડપથી બની શકે ને બધાને ભાવે અને એ એ એ એક વખત ટ્રાય કરવા જેવું છે કે પૌંઆની લાપસી તમારે એમાં પૌંઆ બે વાટકી પૌંઆ હોય તો એક વાટકી ખાંડ લેવાની અને એમાં એમાં જેટલું પાણી તમારે પૌંઆ પીવે ને એટલું એમાં પાણી નહીં સોરી એમાં દૂધ નાખવાનું અટલે દૂધથી છે ને ટેસ્ટ વધારે સારું સારો લાવશે ને માવા જેવું લાગશે ને બહુ સર કેસર પણ તમે એમાં નાખી શકો એટલે એ સરસ લાગશે બહુ સરસ લાગશે ને ભાવશે બધાને બહુ જ અને અમે તે સ્વીટમાં તાત્કાલિક અમારે બનાવવું હોય કોઈને આથાવાળા ઢોકળા ન ખાવા હોય તો અમે રવાના ઢોકળા બનાવીએ રવાના ઢોકળા બનાવવામાં એવું છે કે પંદર મિનિટ અમે રવામાં દહીં નાખીને અમે એમાં થોડું પલાળી દઈએ અને જે ઢોકળાનું બેટર બનાવીએ ને એ ટાઈપનું એમાં પંદર મિનિટમાં જેટલું થાય પછી ઘટે એટલું એમાં પાણી નાખીએ અને ઢોકળા જેવું બેટર બનાવીએ એમાં આદું મરચાં મીઠું અને અને એમાં થોડુંક થોડોક અમથો ખાંડ નાખીએ અને ત્યારપછી એમાં થોડુંક બે ચમચી તેલ નાખવાનું અને એકદમ ફીણી નાખવાનું એને અને કુકરને તમે જ્યારે થાળી મૂકો ને ત્યારે પહેલાં એમાં કુકર મૂકી દેવાનું પાણી ઊકળે ને ત્યારબાદ થાળીમાં ગ્રીસ હવે તેલ લગાવી અને અત્યારે મૂકવા ટાઈમે એમાં એક ચમચી જેટલો એક થાળીમાં એક ચમચી જેટલો ઇનો નાખવાનો ઇનો નાખો ને તો સ્વાદમાં તમને કાંઇ વાંધો નો આવે સાજીનાં ફૂલ નાખો કે એવું નાખો તો તમને જરા તરા વધારે થાય તો તમને એમાં સ્વાદ ટેસ્ટ ફેર થઈ જાય ઈનોમાં છે ને સ્વાદ એવો ને એવો રહે સરસ લાગે ખબર જ ન પડે તમે આમાં શું નાખ્યું છે એમ એટલે ઇનો નાખો તો વધારે ઓછો થાય તો વાંધો ન આવે અને એ તમે ટેસથી એકદમ હલાવીને તાત્કાલિક મૂકી દેવાનું અને બસ દસેક મિનિટમાં એ એ થઈ જાય અને ઢોકળા ઠરે એટલે કાપા પાડીને એ તમે ઉપર એમાં તમે વઘાર રાઈ જીરું ને તલનો તમે વઘાર ઉપર રેડી શકો એમાં કોથમીર મરચાં બધું ભભરાવી શકો પછી જમવામાં ઉપયોગ લેવાય એટલે આ જેને આથા વગરની વસ્તુ જેને ખાવી હોય ને એ એના માટે આ રવાના ઢોકળા બેસ્ટ છે એનો રવાનો હાંડવો પણ બની શકે જે પ્રોસીજર આ જ કરવાની પણ આપણે રવો જે બેટર છે ને એને રાઈ જીરું અડદની દાર મૂકી અને એમાં તલ મૂકીને એને વઘારી દેવાનું અને એ લોયામાં વઘારીને પછી થોડીકવાર પછી ઊથલાવી દેવાનું અટલે એ એ હાંડવો થઈ ગયો એનો અને એમાં થોડોક તમે છે ને બે ચમચી ચણાનો લોટ નાખવાનો અટલે એમાં હાંડવામાં બે ચમચી ચણાનો લોટ નાખો એટલે વધારે સરસ થાય એટલે બસ આવું આવી રીતે તમે ઉપયોગ કરી શકો બરાબર ઓકે